મહોસીનભાઈ હં તમે પેલા હા અમદાવાદમાં તમારું પેલું એક વૅલનેસ સેન્ટર છે આયુર આયુર્વેદિક વૅલનેસ સેન્ટર તો હા તો મારે ત્યાં વિઝિટ કરવાની છે પણ મારે પહેલાં એનાં વિશે થોડો જાણવાનું છે કે એ વૅલનેસ સેન્ટરમાં એટલે આયુર્વેદિક વૅલનેસ સેન્ટર એમ થોડું યુનિક છે મારા માટે તો તમે એના માટે થોડોક હા તો તમે થોડું એના માટે મને ઇન્ફર્મેશન જાણ આપો તો મને ખ્યાલ પડશે કે મારા રિલેટિવ્સ છે બે ત્રણ તો એમને મારે ત્યાં આવીને થોડું વિઝિટ કરવાનું છે તમારા ત્યાં કે શું હોય છે આયુર્વેદિક કામ કઈ રીતનું હોય છે હા હં હં હં બરાબર હં હં હં હં બરાબર અને આ આયુર્વેદિકમાં મેં સાભળ્યું છે કે એ આયુર્વેદિક માટે મેં સાંભળ્યું છે કે કોઈ સાઇડ ઇફેક્ટ બાઇડ ઇફેક્ટ નહીં તો એ સાચું છે કે પછી એમ ને એમ જ તમે એમ કહો હા એ જ કહું છું કે એ બધી મેં જે વાત સાંભળી છે આયુર્વેદિક કે કોઈ સાઇડ ઇફેક્ટ નથી આવતું સારી રહે છે તો એ બધું સાચું છે કે પછી આ પેલું શું કહેવાય બધી અફવાઓ છે વાતો છે ખાલી કે આયુર્વેદિક હં હં એ પણ હા અચ્છા હં હં હં હા હા હા હા હા બરાબર હા હા હા હા હા હા અચ્છા બરાબર

બરાબર બરાબર બરાબર હં હં સરસ સરસ

હં હં બરાબર બરાબર હં હં હં બરાબર બરાબર બરાબર તો બરાબર હા તો મારે જે રિલેટિવ્સને હું સંબંધીઓને મને લઈને આવું છું બરાબર એટલે એક બે બે ત્રણ દિવસમાં હું પ્લાન કરું છું તમારો ટાઇમિંગ્સ અને એ બધું તમે કોઇ એની ડિટેલ્સ આપો અને હં

ઓકે તો તમે જે બધી આ મને ડિટેલ્સ સમજાવી ને તો તમે એ મારા રિલેટિવ્ઝને એ ત્યાં આવશે તો એને બી ત્યાં થોડું સમજાવશો કેમ કે એ લોકો છે ને એ એલોપેથીવાળા છે તો એ લોકોને આયુર્વેદિકનું એટલું બધું ધ્યાનમાં નથી તો તમે જે મને એક્સપ્લેઇન આ બધું તો એમને બી જરા એક રિક્વેસ્ટ છે કે આટલું કરી આપશો એમને થોડુંક બરાબર છે બરાબર હા જાણતાં છે પણ એ લોકો મારા લો મારા જે હા બરાબર છે તમારી વાત પણ મારા જે બહેનો આવ્યા છે તો એ લોકોને થોડું ટ્રસ્ટ નથી બેસતું ટ્રસ્ટનું એક ઇસ્યૂ આવે છે ને એ જે એલોપેથી વર્ષોથી એલોપેથીમાં છે એને એકદમથી આયુર્વેદિકમાં શિફ્ટ થવાનું તો થોડું એ સ્ટ્રગલ લાગે છે તો તમે આ જે એક્સપ્લેન કર્યું બહુ સરસ કર્યું પણ મારા ફૅમિલીવાળા આવશે તો એમને બી ખાલી થોડુંક સમજાવી દો ને આ બધું હેં ને તો બરાબર હું પરસોના કે બે ત્રણ દિવસમાં પ્લાન કરું છું બરાબર તમને ઇન્ફોર્મ કરું સવારે નીકળતાં પહેલાં બરાબર છે ઓકે ચોક્કસ હા હા હા સરનામું છે તમારું તમારો ટૅલીફોન નંબર કૉન્ટેક્ટ નંબર બી છે તમારો હેં ને ઓકે ઓકે ચાલો થૅન્ક યુ હા